હા બોલો હા આજે મારે તમને તીન તાલમાં તિહાઈ સલામી આમદ લય સમ તાલ તોડો અને પરત આના વિષે થોડુંક જ્ઞાન આપવાનું છે હા મેં તમને મારા આગળના જે વિષય ભણાવ્યા હતા તેમાં તિહાઈ સલામી અને આમદ જે ભણાવ્યા છે એનું થોડુંક પુનરાવર્તન કરીને આવજો ત્યાર બાદ તમને લય સમ અને તાલ ત્યાર બાદ શિખવાડીશ તમને તિહાઈ તમને તિહાઈ સલામી અને આમદ આવડતો હશે ને મને થોડું એના વિષે જણાવશો સરસ ખૂબ સરસ તે વિશેષ કંઈ બીજું શીખ્યા છો તમે એમાં કોઈ વાંધો નહીં એનું ફરીથી જેટલી બધી વખત બને એટલી વખત પુનરાવર્તન કરશો તો તમને આગળ જતાં ખૂબ ફાયદો થશે હવે આજના લેસન માટેની તમે તૈયારી કરજો ઓકે બેન